ગામડાના ખેડૂતો ઘણા બધા પ્રશ્નોનો સામનો કરતા જોવા મળતા હોય છે જેમ કે નાણાંકીય નાણાંકીય નાણાંકીય પ્રશ્નોનો ખૂબ મોટો એવો કારણ કે ત્યાં ગરીબ ખેડૂત હોય છે જેની પાસે પૂરતાં રૂપિયા પણ નથી હોતા ખાતર માટે દવા માટે અને મજૂર માટેની જે ખર્ચ લાગતો હોય છે તે પણ હોતો નથી તે પૂરતો ખર્ચ કરતો નથી તેથી તેને ઉત્પાદન પણ મળતું નથી અને બદલાતાં હવામાન ના પરિવર્તનનાં લીધે ઘણું બધું મુશ્કેલ કમોસમી વરસાદના લીધે પણ ઘણું બધું નુકસાન થતું હોય છે ખેડૂતોને વધારે પડતા તાપમાનના લીધે પણ ખેડૂતોને નુકસાન થતું હોય છે આ ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં ઘણો બધો તફાવત જોવા મળે છે યોગ્ય પાકની યોગ્યતા યો યોગ્ય તાપમાન મળતું નથી યોગ્ય વાતાવરણ મળતું નથી તેથી પાકમાં પણ નુકસાન અને સરકારની સહાય પણ કોઈ પણ ખેડૂત સુધી પહોંચતી નથી તેથી ખેડૂતોને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ થાય છે અને નાના નાના પાયાના ખેડૂતોને તા તાલીમ આપવામાં આવે તો તે સમૃદ્ધ બની શકે છે અને યોગ્ય તાલીમ મળવાથી તે યોગ્ય પાકમાં યોગ્ય દવાઓ અને યોગ્ય સારવાર કરી શકે તેથી તે સમૃદ્ધ પણ બની શકે છે અને તે તે બીજાને પણ મદદ કરી શકે અને ગામમાં સમૃદ્ધિ લાવી શકે છે તેથી નાના પાયાના ખેડૂતોને તાલીમ આપવી જોઈએ